હા મેમ બોલીએ કેમ મેમ શું થયું કેમ મેમ કઈ રિજન હશે હા પણ મેમ મારા દૂધમાં શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ મને જરી જણાવો ને હા પણ દૂધ પાતળું નથી આવતું મેમ જે ગાયનું પેલા કાઢું છે તે જ તમને આપું છું દૂધ જાડું આવે છે અને તેમાથી સો બસો ગ્રામથી વધારે મલાઇ નીકળે છે અને તે દૂધ તમે ગરમ કરો છો તો પણ એના પર રિટર્ન પાછી મલાઈ આવે છે અને ઠંડુ બે કભી બે વખત ગરમ કરો તો બે વખત તેના પર મલાઈ આવે છે મેમ અને દૂધ મારુ પાતળું નથી આવતું તો પણ તમને એમ કેમ લાગે છે પણ પણ મેમ મારુ કહેવાનું એવુ કે તમે ગાયનું દૂધ લો છો તો એમાંથી બહુ ઘી નહી નીકળે પણ તમે જ્યારે ભેસનું દૂધ લો છો તો તેમા સારુ કારણકે એમાં આખા દિવસમાં ત્રણ વખત મલાઈ આવે છે અને તેમા તમારું એક કિલો ઘી નીકળી શકે છે જ્યારે તમે એક લિટર દૂધ લો છો તેમાથી એક કિલો ઘી આરામથી કાઢી શકો છો મેમ તો મારી એવી વાત કે તમને ગાયનું દૂધ નહી ફાવતું હોય તો તમે એક વાર ભેસનું દૂધ એક હપ્તા હુધી ટ્રાય કરો ને તેના પર રિસર્ચ કરી જોવો તમે પણ મેમ એક હપ્તા સુધી તમે ભેસનું દૂધ અમે તમને ઓછા ભાવમાં આપું લોવો ને દસ રૂપિયા ઓછા કરી આપું ભેસના દૂધમાં જે તમે ગાયનું દૂધ જે ભાવમાં લેતા હતા એ ભાવમાં તમને હું ગાયનું તમે એંશી રૂપિયા લિટર લેતા હોવ ત્યાર તો તમે એંશી રૂપિયા લીધા એમ એમ તો બસ્સો રૂપિયા કે ભેસનું દૂધ છે તો હું તમને એંશી રૂપિયા રીતે કરી આપું પણ મેમ મારી રિક્વેસ્ટ છે કે તમે એક હપ્તો ટ્રાય કરી જોવો ને પ્લીઝ ઓકે તો પછી કઈ તારીખથી હું આવની ટ્રાય કરું હા ઓકે થેન્કયૂ મેમ બીજું કઈ હા ઓકે થેન્કયૂ